હા એવું રડાવે એવું પુસ્તક મેં વાંચ્યું છે અને એ દર્શક એટલે મનુભાઈ પંચોલી આપણાં ગુજરાતીનાં મૂર્ધન્ય સાહિત્યકાર એમણે લખેલું એ બંધન ને મુક્તિ છે એમાં જે શેખર નાયક છેલ્લે છેલ્લે ફાંસી અપાય છે તાત્યા ટોપે એનો નિર્ણય છે કે આને ફાંસી આપવી પડે ત્યારે એની માં જે છે એ પોતે એ ફાંસીનો ઓડર કરે છે ત્યાં એને પૂછવામાં આવે છે કે તમારાં દીકરાને આ રીતે ફાંસીની સજા પડે છે કારણ કે એણે અંગ્રેજ બ્રિગેડીયરને એણે છોડી મૂક્યો છે એટલે એ રીતે અને એ બાંધ્યો રહે છે અને શેખરને ફાંસી આપવામાં આવે છે આખી કથા ખૂબ રમણીય છે પણ છેલ્લે આ સીન છે ત્યારે કોઈ પણ રડી પડે છે અને સુભગા એની પત્ની જે શેખરની છે એ પણ ત્યાં હાજર થઈ જાય છે આ વખતે રડી રડી પડાય એવું છે